ગુજરાતી ભાષા એ પ્રાકૃત ગુજરાતી ભાષામાંથી વિકસી આવી છે અને તેમાંની દિવસે ને દિવસે અંગ્રેજી શબ્દનો પણ ઉમેરો તો થયો છે હિન્દી શબ્દનો પણ ઉમેરો તો થાય છે આવી રીતે વિવિધ ભાષાના અંદરના શબ્દો ઉમેરાતા થયા છે ને નવી ગુજરાતી ભાષા આપણે હમણાં જે જાણીએ છીએ તે લેટિન ગુજરાતી ભાષા છે